હેલો ડી માર્ટ ઓનલાઈન માંથી વાત કરો છો સર મેં ઓનલાઈન અમુક વસ્તુઓ મંગાવી હતી જે નવજીવન સોસાયટીનો ઓડર છે એની વાત કરું છું હા તો થયું એવું છે કે મેં ઓડર કર્યો હતો મેં ઓડર કર્યો હતો એ મારે કેન્સલ કરવો છે માટે અચાનક મારે અચાનક ઘરમાં અણબનાવ બન્યો હોવાથી પંદર દિવસ બહાર ગામ જવાનું થયું છે આજે જ સવારે ઓડર આપ્યો હતો પણ હમણાં જ નીકળવાનું થયું છે તો તમે ઓડર રદ કરી શકશો કરી શકો છો જો કરીયાણામાં પાંચ કરીયાણામાં પાંચ પાંચ લિટરનો સિંગ તેલનો ડબ્બો એક કિલો ગોળ પાંચ કિલો ચોખા અને એક વિમ બાર સાબુ મગાવ્યાં હતાં જેમ ઈ ટોટલ રકમ ત્રણ હજારનું બિલ બન્યું હતું અને એ મેં ઓનલાઈન ચૂકવી દીધું છે હા તો બસ મારો ઓડર કેન્સલ કરી મને ઓનલાઈન રિફાયન રિફંડ આપી શકો પછી કે પછી રોકડા આપશો ઓકે તો મારા આઈડી

આઈડી આઈડી પર મોકલશો થેન્ક યુ